કપડાં સ્ત્રીઓ મહિલાઓ સામાન્ય રીતે ભીતિ સાડી પહેરતી છે જેમાં વિવિધ રંગ અને ડિઝાઇન હોય છે તહેવાર અને લગ્ન પ્રસંગોએ તેઓ વધારે સજાવટવાળા વૈભવી ડિઝાઇનવાળા કપડાં પસંદ કરે છે જેમકે કત્તા વિલાડી પારકો ચણીયા ચોળી પણ અનેક લોકપ્રિય પસંદગી છે ખાસ કરીને ગરબા જેવા પરંપરાગત નૃત્ય પ્રસંગોમાં પુરુષો પુરુષો પણ વધારે રીતે કુર્તા પાયજામા અથવા ધોતિયા અને ઉજાન પહેરે છે આના ઉપરાંત તેમને પોતાના પરિચય મુજબ ગલેઝીબલ પરિધાન પસંદ કરવું પડે છે જેમકે સટ અને પેન્ટ ઝવેરાત સ્ત્રીઓ ગુજરાતી મહિલાઓ માટે સોનાના ઝવેરાત વિશેષ મહત્ત્વ ધરાવે છે નાગશી ચેન કરીયાના અને ભરોસાની યાત્રા જેવી વસ્તુ લોકપ્રિય છે નાત બાદલા અને ચૂડી પણ ખાસ પ્રસંગો માટે પસંદ કરવામાં આવે છે પુરુષો પુરુષો સામાન્ય રીતે મંગળસૂત્ર ચેન અને સોપાન પહેરવામાં રસ ધરાવે છે ગુજરાતી સમાજમાં આકર્ષક કપડાં અને ઝવેરાત સામાન્ય રીતે સન્માન અને સદપુનની નિર્દેશ કરવી છે આ સાથે તેઓ સંબંધોની મજબૂતી અને વૈભવના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે